મારી પાસે કોઈ ચોક્કસ વિસ્તાર નથી પરંતુ કોવીડ નાઇટીન મહામારી સમગ્ર વિશ્વમાં જટિલ અને પડકારજનક રહી હતી ઘણા લોકો માટે સમય અત્યંત મુશ્કેલ હતો દરેક જગ્યાએ લોકડાઉન માસ્ક પહેરવાની અ અનિવાર્યતા અને સામાજિક અંતર જેવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા તમારા પ્રશ્નમાં બીજા ભાગ માટે હું તમારા વિશે એવી વ્યક્તિગત માહિતીને યાદ રાખી શકતો નથી સામાન્ય રીતે ઘણા પરિવારો તેમના ઘરોમાં રહ્યા માસ્ક પહેર્યા નિયમિત રીતે હાથ ધોતા મને સામાજિક મંડળીઓએ ટાળતા જો તમે તમારા પરિવાર માટે ખાસ કરીને કંઈ પગલા લીધા હતા તે વિશે વિગતવાર જણાવી શકો તો હું તેની પર વધુ વાત કરી શકું